હા મેં જય વસાવડા દ્વારા લિખિત જે એસ કે પુસ્તક વાંચ્યું ત્યારે શરૂઆતમાં મને એવું લાગતું હતું કે આમાં તો કંઈ કૃષ્ણ ભગવાન વિષે તો બહુ આવતું જ નથી મને એમ હતું કે એવું જ આવશે પણ ધીમે ધીમે છતાં વાંચવાનું મેં ચાલુ રાખ્યું અડધું પુસ્તક પુરું થયું પછી એમ થયું કે ના આની અંદર કૃષ્ણ ભગવાન પણ છે અને બીજી પોઝિટિવ થિંકિંગની વાતો પણ છે અને ઘણું કામનું પુસ્તક છે એટલે એ વાંચવાનું ગમ્યું મને